અમારે આમ જનરલી ચોવીસ કલાક વીજળી હોય છે પણ ઘણી ઋતુમાં જેમ કે ચોમાસામાં ઉનાળામાં ઘણી વખતે વીજળીનો કાપ થતો હોય છે કાં કોઈ કારણોસર ટ્રાન્સફોર્મરમાં કોઈ ભી વાયરના અભાવના લીધે પણ થાય છે ઉનાળા દરમિયાન જનરલી અમારા પંદરથી વીસ કલાક જેટલી વીજળી હોય છે બાકીના ત્રણ ચાર કલાક વીજળી નથી હોતી નથી ચોમાસા દરમિયાન કોઈ બી શોર્ટ સર્કિટ થાય તેના લીધે ઘણી વખતે વીજળીનો અભાવ હોય છે તેના લીધે અમને ઘણી બધી મુશ્કેલીઓ અનુભવાય છે જેમ કે લાઇટ પંખા ન હોય તો જમવાનું બનાવી તકલીફ પડે પંખો ના હોય તો ગરમી થાય અને માણસોને જીવન જરૂરિયાત ઘણી વસ્તુઓમાં મુશ્કેલી પડે છે